મેં આગળ કહ્યું તેમ પ્રવાસ એ મારો મુખ્ય શોખ છે સૌથી વધારે પ્રવાસ કરવાનું મને ગમે છે પર્વતો પર મારા સિક્સ્ટી વન યર્સના એક્સપીરિયંસની વાત કરું તો મેં હિમાલય પર ખૂબ પ્રવાસો કર્યા છે ચારધામ યાત્રા જેને આપણે કહીએ છીએ એ યમનોત્રી ગંગોત્રી કેદારનાથ અને બદ્રીનાથધામ ના દર્શન બે હજાર બાર દરમ્યાન કર્યા હતા ત્યાં એવો અહેસાસ થાય છે કે આપણે કંઈક અલગ જ દુનિયામાં આવી ગયા છીએ ઠેર ઠેર લગાવેલા બોર્ડ કે સ્વર્ગભૂમિમાં આપનું સ્વાગત છે ખરેખર સ્વર્ગ ભૂમિમાં જ ગયા હોઈએ એવો અહેસાસ કરાવે છે આ હિમાલય હારમાળાઓ પર્વતો મોટે ભાગે મે જૂન દરમિયાન અમારા આ પર્વતીય પ્રવાસો રહ્યા છે બરફ ઓગળવાને કારણે નદીઓમાં પૂર આવતા હોય સાંકડા રસ્તા નદીને કિનારે કિનારે રસ્તા ડ્રાઇવરની સરતચૂક જરાક થઈ જાય તો મોતના મોંમાં આવા જોખમી રસ્તાઓ જોયા છે દરિયાની વાત કરીએ તો પ્રોફેસરના જોબને કારણે વિદ્યાર્થીઓને વારંવાર પ્રવાસે લઈ જવાનું થતું એમાં યુવાનોનું લોકપ્રિય દરિયાનું સ્થળ એટલે ગોવા ના પ્રવાસો ઘણી વાર કર્યા છે દરિયો પણ મને મનગમતું પ્રવાસી સ્થળ છે દક્ષિણ ગુજરાતમાં વલસાડ મારું જન્મ સ્થળ હોવાને નાતે વલસાડનો તિથલનો દરિયાકિનારો લગભગ આંખોમાં ભરીને પીધો છે નજીકનું સ્થળ દમણના દરિયાકિનારે પણ વારંવાર ગયા છીએ ઐતિહાસિક સ્થળની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના જે સ્થાપત્ય કલાના ઉત્તમ નમૂનાના મંદિરો છે ગોપુરમો છે તે મેં જોઈ લીધા છે